બાળકોનાં જીવનોમાં શિક્ષકોની ઘણી મહત્ત્વતા હોય છે તે એક ફક્ત પુસ્તકોનું જ્ઞાન આપતા નથી પણ જિંદગી જીવવાની રીત પણ આપણને શીખવાડી જાય છે આપણે જો આજની વાત કરીએ તો શિક્ષકોએ ઘણીબધી બાબતો છે જે બાળકોને શીખવાડવી જોઈએ પહેલી તો એ કે આજે આપણે રંગ રૂપમાં પછી તું અલગ ધર્મનો છે હું અલગ ધર્મનો છું એવી રીતે બહુ જ બધું ચાલી રહ્યું છે તો એ બાબતે જે ગ્રહ બંધાઈ જાય છે બાળકના મગજમાં એને નિવારણ કરવાની પ્રયત્ન કરવું જોઈએ આપણે સમજવું જોઈએ કે એ બાળકને શું તકલીફ પડી રહી છે અને એને હલ કરવાની કોશિશ કરવી જોઈએ પછી બીજી વાત કરીએ તો બાળકોમાં એક હતાશા આવી જાય છે જે શિક્ષકો હોય છે તે બહુ કડક રીતે વર્તાવ કરતાં હોય છે જેના કારણ બાળક પોતાની મનની વસ્તુ છે તે શિક્ષક આગળ પ્રગટ કરી શકતો નથી તો શિક્ષકોએ એ ધ્યાન આપવું જોઈએ કે બાળક સાથે એવાં હળે ભળી જાય કે બાળક એમની સાથે પોતાની મનની વાત પણ બતાવી શકે અને આવી વિવિધ વિવિધ બાબતો જેમ કે શિસ્તતા છે જાતિવાદ ન થાય એ છે આવી બધી બાબતોની શિક્ષકોએ શીખવાડવી જોઈએ